નમસ્કાર મારે ગીરમાં ફરવા જવું છે સર તો આપડે ટ્રાવેલ્સ છે એટેમા શું કરવાની છે હઁ હઁ બરોબર છે

હાં એવું છે સર કઈ જગ્યાએ આવેલું છે તમારી ઓફિસ હાં હાં બરોબર છે સર આપડે ઓકકે ઓકે થેબક યુ સર અને આપડે ત્યાં કચ્છમાં જઈએ તો નસતેનું ને એનું શું છે એટલે એમ હોટેલ હાં હાં

હમ હાં હાં હાં બરોબર છે સર બસ મેં એટલા માટે જ વાત કરેલી કે આપડને બેઝ માહિતી મળી રહે કે ત્યાં કેવી રીતે બધી યોજનાઓ છેઃ શું શું જોવાનું છે કેવા કેવા સ્થળો છે એ માટે હાં હાં ચોક્સસ સર હું ગમે તેરે આવીશ સર હમણાં આજ એક બે દિવસમાં આવિશ ત્યારે તમને કોલ કરિશ અને તમી હાજર રહેજો ઓકે સર થેન્ક યુ બાય બાય